કપડાંની ઓનલાઈન ખરીદી કરવી ખૂબ જ સહેલું છે તેને આપણે આપણા સમયે ખરીદી કરી શકીએ છીએ આ ઉપરાંત એમેજોન ફિલપકાટ જેવી વેબસાઇટ પર તમે તમારા મનપસંદનાં કપડાં ની પસંદગી કરી શકો છો ઘણી બધી બ્રાંડના કપડાં તમે જોઈ શકો છો આ માટે આપણો સમયનો ખૂબ જ બચાવ થાય છે તમે જે પણ કપડાં પસંદ કરો છો તેને ઘરે આપવાની સુવિધા પણ વેબસાઇટ જે તે વેબસાઇટવાળા આપણને આપે છે તેની સાથે સાથે પેમેન્ટ પણ તમે જ્યારે કપડાં મેળવો છો ત્યારે આપી શકો છો આ ઉપરાંત તમને બજાર ભાવ કરતાં ખૂબ જ સસ્તામાં પણ તમે ખરીદી કરી શકો છો જો તમને કોઇપણ તકલીફ પડે અથવા તો પસંદ ન આવે તો તે તમે ચોક્કસ સમયમાં તે પરત પણ કરી શકો છો